મારા મતે ગુજરાતી ભાષા ખૂબ જ મીઠી અને સરળ છે તે છતાં પણ દરેક દેશના દરેક ક્ષેત્રમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ એટલો થતો નથી જેટલો થવો જોઈએ ગુજરાત જેવા રાજ્યમાં ઘણી બધી મોટી કંપનીઓ આવી છે તે છતાં તેમનું તમામ પ્રકારની કોમ્યુનિકેશન ગુજરાતીમાં નહીં અને હિન્દીમાં થતું હોય છે અથવા તો ઈંગ્લિશમાં થતું હોય છે જેથી હું એવી ઈચ્છું કે નાની મોટી દરેક કંપની જ્યારે ગુજરાતમાં હોય ત્યારે ગુજરાતીમાં જ કોમ્યુનિકેશન કરવી જોઈએ અને ગુજરાતી ભાષાને ખૂબ જ આગળ લાવવી જોઈએ દરેક પ્રકારના વિનિમય અને કમ્યુનિકેશનમાં ગુજરાતી ભાષા સારી રીતે બોલાય અને ગુજરાતી ભાષાનો વપરાશ થવાથી નવી પેઢી ઉપર આપણી ભાષાનું પકડ બની રહેશે